હા હું બહુ બધાં એવાં વ્યક્તિઓને જાણું છું કે જેમની પાસે કોલેજ ડિગ્રી છે હવે કોલેજ ડિગ્રી છે ઇન ધ સેન્સ કે એમણે બાર ધોરણ ભણીને પછી ત્રણ વરસ કે પાંચ વરસ જે કાંઇ પણ છે એ કર્યું છે તો હવે એ માનીએ કે હું જો ઉત્તરોત્તર તમે ભણતા રહો એ સારું જ કહેવાય તો હું એને પોઝિટિવ વેમાં એટલે કે નકારાત્મક રીતે એવું કહેવા માંગીશ કે એવા લોકો કે જેણે ઉત્તરોત્તર ભણવાનું ચાલું રાખ્યું છે જેમ પહેલાં એણે પહેલું ધોરણ ભણ્યા પછી પાંચ ધોરણ ભણ્યા આઠ ધોરણ ભણ્યા બાર ધોરણ ભણ્યા કોલેજની ડિગ્રી છે જેમની પાસે તો એ ઉત્તરોત્તર જે પ્રગતિ અને એ પણ સારા માર્કસે કરી છે એવા બહુ બધાં લોકોને હું જાણું છું જેમકે મારે બહુ બધાં ફ્રેન્ડ છે એટલે કે મિત્રો છે કે જે ડૉક્ટર એટલે કે મેડિકલ લાઇનમાં છે એમને પાંચ વરસ હોય કોલેજ પહેલાં જેમને એમબીબીએસ કહેવાય છે એ એમબીબીએસ જે કરીને આવે છે એ લોકો પણ સારું કામ કરે છે કેમકે એ ડોક્ટર્સ પછી એ એમબીબીએસ ડૉક્ટર કહેવાય છે તો આ બધા ફેક્ટરને લીધે તો એ એક એક સમાજને એક રીતે મદદરૂપ થાય છે તો આ ડિગ્રીના લીધે સમાજને તમે મદદરૂપ થાઓ છો તો એ સારું જ છેને અને સમાજ માટે સારું છે તો ક્યાંકને ક્યાંક તમારા જીવન માટે પણ સારું હશે તમે આવી રીતે મદદ કરો છો તો સરકાર તમને પૈસા ચૂકવતી હશે એટલે કે તમને એક પગાર આવે છે તો એ પગારથી ક્યાંકને ક્યાંક તમારા જીવનમાં સારું થતું હશે તો આ ફેક્ટરને એટલે કે આ રીતે વિચારીએ તો એવી રીતે બીજો કે મારા બહુ બધા ફ્રેન્ડ્સ એટલેકે મિત્રો જે સીએ એટલે કે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે હવે એ લોકો કોમર્સ ડીપાર્ટમેન્ટ માંથી એટલે કે સીએ એ ત્યારે થયાં છે જ્યારે એ સીએના જે બોર્ડ વાળા એક્ઝામ લે છે અને એ લોકોએ એક્ઝામ જે એટલે કે પરીક્ષા જે પાસ કરે છે અને એની સાથે એ સીએ બને છે પણ સાથે સાથે એ લોકો કોલેજના ત્રણ વરસ એટલે કે કોમર્સ કરતાં હોય એટલે કે બીકોમ બીકોમ કરતાં કરતાં એની સાથે સાથે એ લોકો સીએની તૈયારીઓ કરે અને પછી એ પાસ થાય તો જે આપણને જે મતલબ નાણાંકીય રીતે જે મદદરૂપ થાય છે તો આપણું આખું ઈકોનોમિક ઉપર જ અટકેલું છે તો ક્યાંકને ક્યાંક આ બધાં જે છે જે કાંઈ બી ભણે છે જે કાંઇ બી ડિગ્રી છે એ ક્યાંકને ક્યાંક સમાજને લાભ કરે છે તો સમાજની સાથે સાથે એ પોતાના જીવનમાં પણ કંઇક શીખ્યા હશે તો એના માટે પણ સારું છે જેમ હું છું તો મેં અત્યારે અંગ્રેજીમાં બીએ કરેલું છે તો મને લિટરેચરનું રસ છે લિટરેચરમાં એટલે કે ફિક્સનલ નોનફિક્સનલ અલગ અલગ ઝૂનરા એટલે કે કેટેગરી એટલે કે અલગ અલગ રીતના લખાણમાં મને રસ છે તો એ મારી એક શુદ્ધ વાણી અથવા તો શુદ્ધ શબ્દો વર્ડ્સ ને સાથે સાથે એ મારા બોલી ચાલી કે રહેણા રહેણામાં રહેલું છે એટલે કે રોજીંદી જિંદગીમાં મને એ મદદરૂપ થાય છે તો મારું ભણવાનું જે છે એ મને એક સમાજમાં સારી કક્ષાએ લઈ જવા માટે મદદરૂપ કરું છે અને એજ મદદરૂપ કરે છે એટલે એ મારા માટે સારું છે તો મારી જિંદગી માટે એ સારું રહેશે અને સાથે સાથે સંસારમાં એટલે કે જે આપણા રોજબરોજમાં આપણે આ વસ્તુને લીધે બીજાને પણ મદદરૂપ થઈ રહ્યાં છીએ તો આ વસ્તુ જે મને સારું છે એટલે કે આજે ડિગ્રીના લીધે મને મદદ મળે છે કે હું જે બી પ્રગતિ કરી રહી છું કે જે કાંઇ બી મને આવડે છે એ મારી આ ત્રણ ચાર વર્ષની જે એક રહી છે કે આ ચાર વર્ષ મેં આ કામ કર્યું છે અને મને આ એના લાભો મળ્યા છે તો હા ક્યાંકને ક્યાંક આ ડિગ્રી મારા માટે કે મારા મારા માટે અને મારા જિંદગી માટે સારું છે